હું હોસ્પિટલથી જ વાત

હું હોસ્પિટલમાંથી નર્સ બોલું છું નથી ક્યાં દુઃખે છે કેટલા ટાઈમથી દુઃખે છે પહેલી વાર દુખ્યું છે કે એના પહેલાં દુખેલું બીજી કંઈ ગોળી ખાધેલી બીજા કંઈ હોસ્પિટલમાં ગયેલા તમારું નામ લખાવો તો

મહોમ્મદ શફીક તમારી ઉંમર કેટલી છે સત્તાવન વર્ષ હા તો ડૉક્ટર ચાર વાગ્યે આવશે ડૉક્ટર ચાર વાગ્યે આવશે હા નોંધી લીધી હા તો ચાર વાગ્યે આવીને મળી જજો ડૉક્ટરને ત્રીસ રૂપિયા